હુ આમ તો મને ચિત્રકામનો શોખ તો નાનપણથી જ હતો પણ હું જ્યારે સ્કૂલમાં ગયો અને મારું બીજુ ત્રીજુ ધોરણ થયું ત્યારે મને ખબર પડી કે ચિત્રકામ એ હું કરી શકું છું કારણકે ત્યારે હું ડ્રોઈંગ કરતો હતો ત્યારે થોડુંક મારું સારું ડ્રોઈંગ થતું હતું ને હજુ પણ સારું થાય છે અને હું મારા ભાઈબંધો કે મારા મિત્રોને સલાહ એ જ આપી શકું છું કે જુઓ ડ્રોઈંગ ઇઝી છે અગર તેમે એને સિમ્પલ વેમાં કરો તો કારણ કે કેટલા બધા એવા આર્ટિસ છે જે ખાલી લાઇનથી પણ બનાવી શકે છે ડ્રોઈંગ અને હાથથી પણ બનાવી શકે છે હવે તમે તમારું જોવાનું છે કે તમે કઈ રીતે કરી શકો છો હવે તમારામાં એ આવડત છે કે તમે એક માણસને એક માણસની રીતે જુઓ છો કારણ કે એક માણસને એક લાઇનની રીતે એક પડછાયાની રીતે એ તમારી ઉપર છે અને તમારે બેઝિક સ્ટાટ કરવું હોય તમે એ રીતે પણ કરી શકો કે પહેલે ચોરસ દોરો તેની અંદર બધા હ્યુમન ફિગર કે કશું પણ ઇમેજિન કરો જેમકે એક ચોરસમાં એક ચોરસમાંથી એક માણસની બોડી બની શકે છે એક તો એક બે એક બે એક ત્રિકોણને ભેગા કરીને માણસની આંખ બની શકે છે લંબચોરસને ભેગું કરીને માણસના પગ બની શકે છે લંબ વધારે લંબચોરસને ભેગા કરીને માણસનું ગ્રુપ બની શકે છે એટલે તમે ઇમેજિન કરીને જેટલી તમારી ઇમેજનરી પાવર વધશે એટલુ તમારો ડ્રોઈંગ સારો થશે ને ઓલવેસ ડ્રોઈંગમાં છે ને તમે લાઇટ ટુ ડાર્ક કરો ડાર્ક ટુ લાઇટ નહીં કરો કારણ કે એકવાર આછું ભુંસાઈ શકે છે પણ ડાર્ક ભૂંસવામાં તમને બહુ વાર લાગશે એટલે જેમ બને ને તેમ ઓછું ડ્રોઈંગ એવો ડ્રોઈંગ વધારે કરો પણ ડાર્ક ટુ લાઇટ કરો એટલે લાઇટ તું ડાર્ક કરો બરાબર અને આમાં એવું છે કે મારે તો ડ્રોઈંગમાં જ આગળ વધવું છે પણ હવે માંરૂ ડ્રોઈંગ તો સારું જ છે હવે મારા ફેમલીમાં એમ કહે છે કે તારું ડ્રોઈંગ તો સારું છે તને આવડે છે તો તું ડ્રોઈંગના રિલેટેડ કંઇક બીજું કર જેમકે હું હમણાં અપલાઇડ આર્ટ કરું છું વીએનએસજીયુમાંથી જ કરું છું એટલે અપલાઇડ આર્ટ કરું છું ને તેમાં માંરૂ ડ્રોઈંગ પણ આવી જ જશે મારું ડિઝિટલ વર્ક પણ આવી જશે એટલે અંદર મારૂં બધું મિક્સ મિક્સ થઈ જશે જેથી હું મારૂં ડ્રોઈંગને દૂર પણ નહીં જઈ શકું ને મારૂં જે અપલાઇડ આર્ટ ચાલે છે તેમાં હું મારૂં કરી શકું કેમકે તમે જ જાણો છો તમે જેટલાં પણ પોસ્ટ જોશો સોસ્યલ મીડિયા પર બધા પણ એ બધા અપલાર્ટ આર્ટિસ્ટે જ બનાવેલા છે તમે કોઈ પણ લઈ લો પારલેજીથી લઈને મેરી ગોલ્ડ લઈ લો કોઈપણ લઈ લો બધા પેકેજિંગ અપલાય આર્ટિસ્ટે જ બનાવેલા છે અને એમાં પણ એ લોકોને ડ્રોઈંગ જોઈએ જ હવે એવું કશું છે કે ભાઈ કોઈ પેઈન્ટર છે કે ડ્રોઈંગ નહીં કરે ને ડિઝિટલી પોસ્ટર ચીપકાવી દીધું તો પૈસા મળે પૈસા અપલાયડ આર્ટિસ્ટ એટલે તમારું ડ્રોઈંગ મહત્ત્વનું છે અગર તમે કોઈ પણ લાઇન લો છો ડ્રોઈંગને રિલેટેડ જેમકે ડિઝાઇનને લો તો પણ તમને મહત્ત્વનું છે એટલે મારી તો આ જ છે કે તમે ડ્રોઈંગ કરો ને એના રિલેટેડ કરો જેથી તમારું જે વીક પોઈન્ટ છે તે તમારો સ્ટ્રોંગ પોઈન્ટ બની જાય કે ડ્રોઈંગ નથી આવડતું તો તમે એની પ્રેક્ટિસ કરો તો તમારું ડ્રોઈંગ વધારે સારું થશે મારી આ જ છે બસ